ભાઈ ગુજરાતી ભાષા માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે હવે ગુજરાતી ભાષા બીજી બધી બોલીઓ કરતાં કઈ રીતે અલગ પડે છે એ જરા સમજ સમજાવવું અઘરું છે પરંતુ મારા મત પ્રમાણે બીજી બધી ભાષામાં હિન્દી પણ બહુ સારી છે સ્વી સ્વીટ લેંગ્વેજ છે બીજી બધી બોલીઓ છે ભાઈ એ તો માથું ફેરવી નાખે છે પંજાબી હોય બેંગોલી હોય આસામીસ ભાષામાં જે લોકો વાત કરતા હોય અથવા તો બધી આખા દેશમાં બધી ડઝનો ભાષા બોલાય છે પણ ગુજરાતી ભાષા જે કોઈ બોલે ને સાંભળવી ગમે સામેવાળાને સમજ પડે કે ના ગમે પણ એ સાંભળી તો લે જ કે આ શું બોલે છે ભલે પછી એનો અર્થ બીજાને પૂછી લે ગુજરાતી લેંગ્વેજનું એ પ્રમાણે નામ તો છે જ ને ગુજરાતી ભાષા બોલવામાં મીઠી સાંભળવામાં પણ મીઠી અને ઈમ્પ્રેસીવ અને તમે કંઈ બોલોને સામે સામેવાળા પર પ્રભાવ પડે કે આ શું કહેવા માંગે છે આપણા પોઈન્ટ આમ સજ્જડ ચોંટી જાય એના પર એવી ભાષા છે અને ગુજરાતી ભાષામાં જેટલાં પુસ્તકો લખાયા છે ને જે એનું લિટરેચરનું જે સન્માન થયું છે એવી બીજી બધી ભાષાઓનું કદાચ થયું હોય કે નહીં થયું હોય એ મને ખબર નથી મોસ્ટ ફેવર લેંગ્વેજ જેને કહીએ એ ગુજરાતી ભાષા છે